મારા ઘરે દરેક તહેવારો ઉલ્લાસથી ઉજવાય છે ખાસ કરીને દિવાળી આ તહેવાર સાથે મારી એક અનોખી યાદ જોડાએલી છે દિવાળી એક એવો તહેવાર જે એમ કહી શકાય કે મારા ઘરે અઠવાડિયા સુધી ઉજવાય છે અગિયારસના દિવસે રંગોળી શું કરવી એના નેવર એન્ડિંગ ડિસ્કશનથી લઈને છેક લાભ પાંચમ સુધી રંગોળી કરવાની પ્રથા એટલે મારે મન દિવાળી આમ તો હવે સમયની માંગને અનુસાર ઘરે ક્યાં તોરણ ક્યાં આંગણે રંગોળી ચિત્રાય છે હવે તો બસ દિલે તાળું મારી આમ જ તહેવારો ઉજવાય છે આ વાક્ય કદાચ મારી સાથે જીવનભર રહી જશે એવું મને લાગે છે મને યાદ નથી કે મારા ઘરે એ કોઈ દિવાળી ઉજવાઈ હોય કે જ્યારે મારા આંગણે તાળું મારી બહાર વેકેશન ગેટવે પર ગયા હોય મારા ઘેર તો દિવાળી એટલે અઠવાડિયા સુધી આંગણે તેલમાં તસબસતા પુરાતા દિવાઓ મારી ઘેર દિવાળી એટલે રોજ અવનવી ચિત્રાતી રંગોળીઓ અને અવનવા બનતી મીઠાઈઓ ફરસાણો આ સાથે જ ધન તેરસના દિવસે ઘરે થતી પૂજાઓ કાળી ચૌદસે ઘરે બનતા વળા અને ઘરના વડવાઓ થકી કકળાટ કાઢવાની થતી પ્રક્રિયાઓ આ જ વસ્તુઓ મારી દિવાળી અન્ય કરતાં અલગ બનાવે છે વરસો વરસ મારે ઘેર દિવાળીના દિવસે લાપસી રંધાય છે ને બેસતા વર્ષે મીઠા દૂધે શુકનના રૂપે આંબલ પીરસાય છે ન કોઈ ફેન્સી રેસ્ટોરન્ટમાંથી ઓડર બુક કરી એ રાંધણાઈ જમાય છે મારા ઘેર તો બસ ઘરે બનતા પકવાનો મીઠાઈઓ ઉમારી બસ આમ જ છપ્પન ભોગ જમાય છે ને દિવાળી બેસતું વરસને બાદ આંગણ મહેમાનો વાલાઓ ને આવકારાય છે ને એમની સાથે છેક લાભ પાંચમ સુધી બસ આમ જ દિવાળી ઉજવાય છે આંગણ ચોખ્ખું શુકન બનતું ને ઘેર આસોપાલવનું તોરણ બંધાય છે નવ નવીને કપડાઓ ને બસ આમ જ મોઢે હાસ્ય ધરી તહેવાર મારે ઘેર ઉજવાય છે